હલ્લો મેડમ મારે મારી દીકરીના લગ્ન છે હમણાં આવતા મહિને તો એના માટે અમે બ્રાઈડલ વેર શોધીએ છે અને એને એને કેવું છે કે જે અત્યાર સુધી બધાં પહેરતાં હોય છે લાલ કલર છે મરૂન કલર છે તો એવા કલર એને નથી ગમતા એને કઈક ડિફરેંટ જુદું કરવું છે અને થોડુંક જે ટ્રેડિશનલ અત્યાર સુધી બધાં જે કરતાં હોયને એનાથી થોડુંક જુદું દેખાવું છે તો એ ટાઇપના બ્રાઈડલ વેર તમારી શોપમાં મળી શકશે

હા અવે હા પણ એને ગ્રીન કલર બિલકુલ નથી ગમતો હા હા અને બીજું હા એને છેને અતિશય વર્કવાળું પણ નથી ગમતું બહુ જ બધું એમાં ભરેલું હોય ને એ પણ નથી એને લાઇટ અને ડીસન્ટ અને પ્લસ ટ્રેડિશનલ એવી રીતનું જોઈએ છે તો એવું મળી શકે આપને હા અને અમારી રિક્વાયરમેન્ટમાં બ્રાઈડલની સાથે સાથે એની મધર છે એટલે એની મમ્મી છે અને બેન છે એ બંને માટે પણ જોઈએ છે તો બ્રાઈડલ વેરની સાથે જ એનુ કોમ્બિનેશન થઈ શકે એ રીતનું અલગ દેખાઈ આવે હા હા

હા હા તો અમે એક કામ કરીશું અમે બધાં સાથે ભેગા થઈને તમારી શોપ પર આવી જઈશું

ઓકે ઓકે થેન્કયૂ મેડમ થેન્કયૂ